ના હું નથી માનતી કે રસોઈ એ ખાલી મહિલાઓ જ બનાવી શકે રસોઈ એ મહિલાઓ પણ બનાવી શકે છે અને પુરુષો પણ બનાવી શકે છે એવું કોઈ કામ નથી કે ખાલી મહિલાઓ કરી શકે અને ખાલી પુરુષો કરી શકે બધું કામ મહિલાઓ પણ કરી શકે છે અને પુરુષો પણ કરી શકે છે હા મારા ઘરમાં રસોઈ બધા બનાવે છે જેમ કે મારી મમ્મી હું મારા ભાઈ મારા પપ્પા અમે આખા ઘરના મળીને રસોઈ બનાવી શકવી છે એવું કોઈક નાનું મોટું કામ નથી જે ખાલી પુરુષો જ કરે અને ખાલી મહિલાઓ જ કરે બધું કામ બધા સાથે મળીને કરી શકે છે એટલે રસોઈ બનાવવી એ ખાલી મહિલાઓનું કામ નથી એ પુરુષો પણ કરી શકે છે અને મહિલાઓ પણ કરી શકે છે